આધુનિક સમયમાં વિશ્વમાં જેટલા બી લોકો છે બધાને ટેકનોલોજી જે તકનીકી કૌશલ્ય છે જે ટેકનોલોજી છે એ બધુ મહત્વપૂર્ણ એ બહુ જ મહત્વપૂર્ણ એક ફેક ફેક્ટર છે જેમાં લોકોને જે બી નવી નવી જે તકનિકો છે જેમકે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે કાં પછી જે કમ્પ્યુટરનો ઉપયોગ કઈ રીતે આપણે કરી શકીએ છીએ એ છે પછી જે પ્રોગ્રામીંગ લેંગ્વેજ છે જેમકે વેબસાઈટ વગેરે બનાવવું હોય એપ્લિકેશન બનાવવું હોય તે બધી વસ્તુઓ શીખવાની જરૂર છે આવતા સમયમાં કેમકે અતારે જે વિશ્વ છે એ ટેકનોલોજી તરફ વધી રહ્યું છે અને જેટલા બી લોકો છે બધાને કમ્પ્યુટર ચલાવતા તો આવડવું જ જોઈએ નવા નવા જેટલા બી તકનિકો છે એ બધું શીખવા જોઈએ નવા નવા એમના કૌશલ્યને વધા વધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ